હા રમેશભાઇ હું રુજેવ વાત કરું છું આપણો જે રેગ્યુલર ઓર્ડર છે દાળ તડકા બરાબર અને બીજું ઓડર તમે એડ કરી લો એ છે મિક્સ વેજીટેબલ અને જે તમે ઓર્ડર મારા જૂનાં સરનામાં ઉપર મોકલતા હતા અત્યારે એમાં ના મોકલો મારું બીજું સરનામું છે અ એ તમે લખી લો હું કહું છું અમદાવાદ રોલ હોટેલની સામે છે અને તમે એ સરનામામાં જે જે નવો ઓર્ડર છે એ ત્યાં મોકલજો